હું ટ્રીપ માટે મનાલી ગયો હતો ત્યાં બરફ પડતો હોય છે એટલે ટ્રૅકમાં થોડી આપણને પ્રોબ્લમ થાય છે અને જ્યાં વાતાવરણ સૂકું હોય ત્યારે ટ્રૅકમાં દિવસે નીચે પડવાની શક્યતા બહુ રહેલી હોય છે હું જયારે ટ્રૅકમાં ગયો ત્યારે સામાન્ય જ હવામાં તાવ ખાંસી શરદી ફર્સ્ટ એઈડ કીટ નોર્મલ દવાઓ બધી જે ફર્સ્ટ એઈડમાં વપરાય છે બધી સાથે રાખી હતી જયારે હું ટ્રીપમાં ટ્રૅકમાં ગયો હતો મનાલી જ્યાં અમે માઉન્ટ એસ માઉન્ટ ઍવરેસ્ટ છે ત્યાં ટ્રૅક કરવા માટે ગયા હતા ત્યાં સ્ટાર્ટિંગમાં અમને તકલીફ ના પડી પણ જયારે અમે ટોપ પર પહોંચી ગયા ત્યારે ત્યાં ઑક્સિજન લેવા ઑક્સિજનમાં બહુ તકલીફ પડતી હતી જેથી અમારે સાથે સીલી ઑક્સિજનનો સીલિન્ડર ગેસ રાખવો પડ્યો હતો અને જયારે અમે બહુ ઊંચા હાઈટ પર પહોંચી ગયા ત્યારે શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હતી જેથી ઑક્સિજન વાપરવુ પડ્યું હતું અને ત્યાં બરફ પડતો હોવાથી બહુ ઠંડી મ માં ત્યાનું તાપમાન માઈનસ ડીગ્રીમાં હતું જેથી ત્યાં ચાલવું પણ બહુ મુશ્કેલ હતું પરંતુ મારા અનુભવ પ્રમાણે આવું આપણે એક વાર કરવું જ જોઈએ જેથી લાઈફમાં બૅસ્ટ અનુભવ મળે આ ટ્રીપ મને જિંદગીભર યાદ રહેશે